હલો હલો હા સર હં હં તો તો તમે એકવાર મારી દુકાને આવી જજો અને હિસાબ બતાવી જજો હવે એ અરે સર કાંઈ નહીં હું મારા માણસો મોકલાવીશ તમારે ત્યાં જે આમ તમારું એડ્રેસ આપી દજો મને ના નવા એસીમાં તો પછી તમારા તો પછી તમારે એ રીતના વાપરવા નહીં હતા અમે એમાં અમે શું કરી શકીએ એમાં જો જો હવે અમે તમને એસી આપ્યું હતું ત્યારે મસ્ત ચાલતું હતું એસી તો અમારી જે ગેરંટી હતી તે પૂરી થઈ ગઈ છે અટલે તમે તમે આવીને અમને આપશો કેમ ગેરંટી બે વરસની હતી તો બે વરસ પૂરાં નથી થયાં ચાર દિવસ બાકી છે હા તો મારા જે કારીગરો છે તે તમારા ઘરે આવશે તમારું એસી ખોલીને જોશે એ લોકો ચેક કરશે જો એમાં અમારાથી જેટલી મદદ થતી હશે એ અમે કરીશું

આજે ને આજે સર તો નહીં મેળ પડે કેમ કે આજે અમારા કારીગર તો છે નહીં સર આજે તો કારીગર નથી સર અત્યારે તો સર બહુ રાત થઈ ગઈ છે અત્યારે તો મેળ નહીં આવે તમારે કાલે આવવું પડશે સર કાલે અમે આવીશું ઓકે સર ઓકે સર સોરી હા હું માનું છું બસ કે અમારાથીનું અમારું એસી તમે લીધું અને તે ખરાબ છે બરાબર તો અમારા જે માણસો છે તે તમારે ત્યાં આવશે ચેક કરશે પછી અમને ખબર પડે ને કે એસીમાં શું પ્રોબલમ છે બરાબર છે સર અને તમને એવું લાગે તો અમે ત્યાં આવીશું તમને કીધું તો ખરી અમે

ઓકે થેન્ક યુ સર